મને લાગે છે કે અમારા સમાજના રહેવાસીઓ માટે પરિવહન અને મુસાફરીના વિકલ્પોમાં સુધારો કરવા માટે હાલ જે રસ્તાના માર્ગે ચાલતી બીઆરટીએસ નો ઉપયોગ કરતાં લોકો ઘણી વાર એટલા માટે નથી કરતા કારણ કે બીઆરટીએસનો સમય આવવા જવામાં મોડું કરાવી દે છે અને જેના કારણે જે નોકરી કરતાં લોકો છે જે નાના ઘરનાં લોકો છે તે લોકોને પહોંચવામાં મોડું થઈ જાય એના કારણે તે લોકો નૉર્મલી રિક્ષા કે પોતાના વ્હિકલનો ઉપયોગ કરતા થઈ જાય છે તો મુસાફરી કરવા માટે જે બીઆરટીએસ છે તે જો સમયસર આવવા લાગે અને લોકો તેનો ઉપયોગ કરી શકે અને સમયસર ત્યાં પોતાના નોકરી ધંધે પહોંચી શકે એવું બની શકે તો વધુ સારું રહે તેમજ માર્ગીય મુસાફરી કરવામાં માટેના જે રસ્તાઓ છે જે ઘણાં ખાડા ખુચડાવાળા અને ઘણા નાના એવા રસ્તાઓ હોય છે જેને આપણે મોટા અને વધારે પડતા પહોળા કરી શકીએ છીએ જેના કારણે ટ્રાફિકની સમસ્યા નું પણ નિરાકરણ લાવી શકાય છે ને બીજો વિકલ્પ એ પણ છે કે સુ હાલ સુરતમાં ચાલી રહેલું મેટ્રોનું કામ જો થોડું ઝડપી થાય તો જેનાં કારણે અત્યારે મેટ્રોનાં કામનાં કારણે ઘણી મુસાફરીમાં અગવડો પડે છે તો તે પણ જલ્દી સુધરી શકે સુધારો લાવી શકાય અને મેટ્રોનું કામ ઝડપી પૂર્ણ થાય તો લોકો પબ્લિક ટ્રાન્સપોટેસનમાં મેટ્રોનો પણ ઉપયોગ કરી પોતાની જીવનમાં મુસાફરી વધુ સરળ બનાવી શકે છે